ગુજરાતમાં હિન્દુ ધર્મનું ખૂબ મહત્ત્વ છે હિન્દુઓના મંદિરો પણ એટલા છે ડાકોરમાં રણછોડરાયનું મંદિર છે દ્વારકામાં શ્રી ક્રશ્નનું મંદિર છે સોમનાથનું મંદિર છે એ સિવાય બીજા સંપ્રદાયો પણ છે સંપ્રદાયોમાં સંતરામનું મંદિર છે સચ્ચિદાનંદનુ મંદિર છે સ્વાધ્યાય છે હવેલીવાળો ધર્મ છે આવા અનેક ધર્મો ફેલાયેલા છે